આખા દિવસ દરમ્યાન પાણીની જરૂર પડતી હોય એવી વસ્તુઓમાં તો મુખ્યત્ત્વે કુલર આવશે કારણ કે કુલરમાં પાણી ભર્યા સિવાય કુલર ઠંડી હવા આપી શકે એમ નથી જેથી મુખ્યત્ત્વે મુખ્ય સુવિધામાં કુલર આવશે જેમાં પાણી ભરવાથી કુલર ઠંડી હવા આપે છે બાકી જ રોજિંદા જીવનમાં પાણીનું ઘણું બધુ ઉપયોગ થાય છે વસ્તુઓમાં જોવા જઈએ તો દિવસ દરમ્યાન જે ફ્રૂટ્સ આપણે ખાઈએ છીએ એમાં પણ પાણી ઉપયોગી છે કારણ કે ફ્રૂટ્સ ધોયા વગર ખાઈ શકાતા નથી અને સાથે સાથે જ્યારે શાકભાજી સમારવા હોય અથવા તો ખાવા માટે ખોરાક બનાવવું તૈયાર કરવું હોય તો એના માટે પણ પાણીની જરૂર પડે છે અને પાણી વડે શાકભાજી વગેરે ધોઈને જ ખાવાનું તૈયાર થાય છે ત્યારબાદ રોટલી બનાવવા માટે આટ આ આટાનું અથવા લોટનું ગૂંથણ થાય છે એમાં પણ પાણી મુખ્ય ભૂમિકા ભજવે છે એવી જ રીતે ઘણી બધી જગ્યાએ પાણી એ ખૂબ જ મુખ્ય ભૂમિકા ભજવે છે અને આખા દિવસ દરમ્યાન ઘણી બધી અ રોજ ચીજ વસ્તુઓમાં પાણી ઉપયોગી થાય છે અને વિવિધ વસ્તુઓમાં તે ઉપયોગી થાય છે તથા રોજિંદા જીવનમાં આખા દિવસ દરમ્યાન ઘણી બધી વસ્તુઓ કરતી વખતે માનવીને પણ પાણીની ઘણી બધી જરૂર હોય છે જેથી કરીને માનવીનાં જીવનમાં પણ પાણી મુખ્ય ભૂમિકા ભજવે છે અને પાણી વગર માનવી જીવી શકે નહીં તેવું કહેવામાં આવે છે અને પાણી એ માનવ માટે અમૂલ્ય વસ્તુ છે